જેમ જેમ જમાનો આગળ વધતો જાય છે તેમ તેમ નવી નવી ટેક્નોલોજી વ્યવહારમાં આવતી જાય છે આ ટેક્નોલોજી માણસના જીવનમાં વધુ ને વધુ સરળતા લાવતી જાય છે જેમકે પહેલાંના જીવનમાં લોકોને મનગમતી ચીજ વસ્તુની ખરીદી કરવા માટે દુકાને દુકાને ફરવું પડતું બીજા શહેરમાં જવું પડતું હવે તેને બદલે ઘેર બેઠાં ખરીદી કરી શકે છે લોકો પાસે સ્માટ પેન સ્માટ ફોન આવી ગયા છે તેમાં એમઝોન ફ્લિપકાટ કે બિગબાસ્કેટ જેવી એપ્લિકેશન અને વેબસાઇડ્સ હોય છે તે પરથી રોજબરોજના જીવનમાં ઉપયોગી થતી અનેક ચીજ વસ્તુઓ ઘરમાં વપરાતા ઇલેક્ટ્રીકસ ઉપકરણો ગાર્ડનિંગ માટેના સાધનો વગેરે ઘર વપરાશની અનેક ચીજ વસ્તુઓ માટે ઓનલાઇનમાં ઓર્ડર કરી શકે છે અને તેમને તે વસ્તુઓ ઘેર બેઠાં મળી જાય છે આમ આપણી પસંદીક ખરીદી કરવા માટે ટેક્નોલોજી આપણને ખૂબ સહાયરૂપ બની જાય છે